અરવલ્લી જિલ્લો જે જે રાજસ્થાનના બોર્ડર પર સંકળાયેલો છે અને એની એક બાજુ મહિસાગર જિલ્લો આવેલો છે એક બાજુ રાજસ્થાન આવેલું છે એક બાજુ અરવલ્લી જિલ્લાના સાબરકાંઠા જિલ્લાથી નજીક આવેલો જિલ્લો છે અરવલ્લી જિલ્લામાં ઘણા પ્રકાર ઘણા પ્રકારના લોકો રહે છે એમાં ઘણી સમાજના લોકો રહે છે જેમ કે હિન્દુ પણ છે અને મુસ્લિમ પણ છે હિન્દુઓમાં ખાસ કરીને વાણીયાઓ રહે છે પટેલ રહે છે કચ્છી પટેલ પણ રહે છે પછી એસ સી એસ ટી ઓ બી સી બધા લોકો આદિવાસી લોકો પણ અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક છે મુસ્લિમ સમાજમાં પણ ઘણા પ્રકારના લોકો રહે છે જેમ કે મુખ્ય ઘાંચી છે વોહરા છે બધા આ પ્રકારના લોકો રહે છે અરવલ્લી જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં ઘણી પ્રકારની ભાષાઓ બોલાતી હોય છે ખાસ કરીને અરવલ્લી જિલ્લાની મુખ્ય ભાષા છે એ ગુજરાતી ભાષા છે બધા લોકો ગુજરાતી ભાષા બોલે છે પણ થોડુંક અરવલ્લી જિલ્લામાં થોડુંક જે અસર છે એ લોકલ ભાષાનો પણ અસર પડતો હોય છે જે એની અરવલ્લીની લોકલ ભાષા છે જેમાં ગુજરાતી જેવી જ હોય છે પણ થોડી એની લોકલ ભાષા મિક્સમાં હોય છે અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને ભિલોડા છે બાયડ છે મોડાસા એનું મુખ્ય મથક છે અરવલ્લી જિલ્લાનું પછી બીજા બધા પણ તાલુકા આવે અરવલ્લી જિલ્લામાં ફરવાલાયક પણ ઘણા બધા સ્થળો છે વિવિધ સાંસ્કૃતિક સ્થળો છે પ્રથાઓ પણ છે ફરવાલાયક સ્થળો અહીંયા ઘણા બધા સાંસ્કૃતિક મંદિરો પણ છે જેમ કે શામળીયા મંદિર શામળાજી છે ભિલોડા પણ મંદિર છે મોડાસામાં મંદિર છે પણ જે શામળાજીમાં આવેલું મુખ્ય મંદિર છે શામળીયા મંદિર એ એનું અરવલ્લીનું મુખ્ય મથ મુખ્ય મંદિર કહેવાય અરવલ્લી જિલ્લામાં ઘણા બધા પ સાંસ્કૃતિક પ્રથાઓ અને પ્રોગ્રામો પણ થાય છે વિવિધ ધર્મના લોકો પણ છે અહીંયા દિવાળીનો ઉત્સવ દિવાળીનો ઉત્સ ઉત્સા કરવામાં આવે હોળીનો ઉત્સાહ કરવામાં આવે ઈદ સેલિબ્રેટ કરવામાં આવે ઘણી બધી બધા જે તહેવારો આવતા હોય છે એ સેલિબ્રેટ કરવામાં આવે છે એટલે મનાવવામાં આવે છે અરવલ્લી જિલ્લો જિલ્લામાં ફરવાલાયક પણ ઘણા સ્થળો છે એનું મુખ્ય મથક છે એ શામળાજીમાં આવેલું શામળીયા મંદિર છે અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક અરવલ્લી જિલ્લાના લોકો ધાર્મિક રીતે બહુ સક્ષમ લોકો છે ઘણા સક્ષમ લોકો છે